અમારા વિસ્તારની અંદર ઘણાં બધા લોકો ઘણાં બધા લોકો એવાં હોય છે કે જે અંધશ્રદ્ધાઓમાં ઘણું માને છે કે પોતાના નાનાં નાનાં કાર્યો માટે પણ એ લોકો અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરે છે ધારો કે કોઈ કાર્ય કરવાનું હોય તો કાર્યની શરૂઆત પહેલાં એ લોકો પૂછવામાં આવે છે જે વ્યક્તિઓ પાસેથી એ લોકો જે કામ કરે છે એ વ્યક્તિઓને સ્પેસિયલ પૂછવામાં આવે છે કે જો ભાઈ મારું આ કામ છે તો તમે મને જો હું આ ટાઈમ ઉપર કરીશ તો તમે મને મારું કામ સફળ થશે કે નહીં થશે એ વ્યક્તિ દ્વારા સૂચવવામાં આવે કે તમે આ કાળની અંદર કરી શકો છો આટલા ટાઈમની અંદર કરી શકો છો આ વારે કરી શકો છો તો તમારું કામ સફળ થશે અને ઘણી બધી વસ્તુઓમાં અંધશ્રદ્ધાઓમાં ઘણા બધા લોકો વિશ્વાસ કરવા માંડ્યા છે પરંતુ એ સાયકોલોજી પરંતુ એ ખરેખર વિશ્વાસ કરવા જેવી બાબત હોતી જ નથી પરંતુ ઘણાં લોકો વિશ્વાસ કરે છે અંધશ્રદ્ધાઓમાં ઘણી રીતે માને છે કેટલા લોકો અંધશ્રદ્ધામાં માની માનીને પોતાનું ઘણી રીતે નુસાન કરાવી શકે છે અંધશ્રદ્ધામાં માનવું એ કોઈ વ્યક્તિની શું કહેવાય મનોવૃત્તિ પ્રમાણે છે કોઈ વ્યક્તિના વિશ્વાસની વાત છે ધારો કે કોઈ વ્યક્તિ આપણને કહે છે કે અને પોતાની વાત આપણી મનાવવી હોય તો એ પોતાની રીતે કઈ રીતે કહે છે અને સામેવાળો કઈ રીતે સમજે છે એની ઉપર આધાર છે કેટલાંક લોકો એવાં હોય છે કે જે અંધશ્રદ્ધા પર વિશ્વાસ નથી કરતા જ્યારે કેટલાક લોકો એવાં હોય છે કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરે કે ના આ આ વસ્તુઓ થઈ છે તો એને કારણે જ આ વસ્તુ થઇ છે પહેલાંના જમાનાની વાત કરીએ તો ધારો કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ મતલબ કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે દીકરીને શું કરવામાં આવે છે કે એક મોટાં તપેલાની અંદર દૂધ નાખી અને દીકરીને અંદર ડૂબાડીને એને મારી નાખવામાં આવે છે કારણ કે શું કહેવામાં આવે છે કે દીકરી એ લોકોને ખાલી માત્ર દીકરાની જરૂર હોય છે જો એક કરતાં વધારે દીકરીનો જનમ થાય તો એ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હોય છે પછી અમુક અમુક એમાં કે લાજ કાઢવાની હોય છે પછી અમુક અમુક અમુક લોકોના વિસ્તારમાં અમુક અમુક શ્રદ્ધાઓ હોય છે કે આ વસ્તુ કરવાથી આપણું કામ સારું થાય છે અને કેટલાક લોકો તો એ વિશ્વાસને અંધવિશ્વાસમાં બી ઘણી બધી ફેરવી નાખે છે અંધવિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે અંધવિશ્વાસ કોઇની કોઈની ઉપર વિશ્વાસ કરવો એ મોટી વસ્તુ હોય છે જ્યારે અંધવિશ્વાસમાં ઘણાં બધા લોકો ભેરવાઈ જાય છે અંધવિશ્વાસની વાત કરીએ ને તો આપણે માત્ર આવી વસ્તુ નથી પરંતુ ધારો કે કોઈ આપણાં ઘરે માર્કેટિંગ કરવા આવ્યું હોય ને તો આપણને કહે કે આ વસ્તુ છે આ વસ્તુ છે તો આપણે એની પર વિશ્વાસ કરી લઈએ છીએ અને એ વસ્તુ ખરીદી લઈએ છીએ તે અંધવિશ્વાસની વસ્તુ છે અમુકની તો અમુક વસ્તુ પર એટલો બધો વિશ્વાસ છે કે આ વસ્તુ ખોટી હોય જ નહીં શકે કોઈ વ્યક્તિની લો કે કોઈ પર્ટીક્યુલર વસ્તુની લઈ લો